જો મને મોકો આપવામાં આવે તો ભારત અથવા મારા રાજ્યની જે કલા શૈલી છે તેમાની જે નૃત્ય કળા જે છે જેમાં ભારતમાં નૃત્યની અનેક શૈલીઓ છે જેમ કે ભરતનાટ્યમ્ ઓડીશી કુચીપૂડી કથકલી મણિપુરી કથક વગેરે પરંપરાગત નૃત્ય શૈલીઓ છે જ્યારે ભાંગડા ગીદ્દા નગા બિહુ વગેરે પણ લોક પ્રચલિત નૃત્ય છે આ નૃત્ય એ કલાશૈલીઓમાં તેનો સમાવેશ થાય છે અને હું આ અન્ય દેશોને એટલા માટે બતાવવા માગું છું કે ભારત દેશ જે છે તેમાં શ્રીકૃષ્ણ ભગવાન જે છે તેઓ રાસલીલા છે જે તે ગોપીઓની સાથે કરે છે અને આ ભગવાનની લીધે આ નૃત્ય કલાઓ વધારે વિખ્યાત થઈ છે અને આપણા દેશમાં જેમકે અમારા દેશમાં ભારત દેશમાં ગરબા એ ખૂબ જ અગત્યના છે જે સદીઓથી ચાલતા આવ્યા છે જેમાં ભગવાન કૃષ્ણએ પણ રાસલીલા કરેલી છે જેના માટે હું આ શૈલીઓ જે છે નૃત્યની કળાની તે હું આ બતાવવા માગું છું